આજે લગભગ પાંત્રીસ વરસ પહેલાં પહેલાં બોરિંગનુ પાણી વાપરવામાં આવતું હતું પણ લગભગ આજે પચીસ વર્ષ થઈ ગયાં અમે એપાર્ટમેન્ટમાં રહીએ છે તો આ સુરતમાં તો હવે એસએમસીનું પાણી અમને મળી રહે છે કોઈપણ જાતનાં અગવડતા સિવાય તો એસેમસીનાં પાણીમાં ડાયરેક નળમાંથી નળમાંથી આવે છે તો તેમાં ટોયલેટમાં પણ કે દરેક બાથરૂમમાં પણ કે પીવાનું પાણી દરેકમાં મીઠું પાણી અમે વાપરી શકીએ છીએ ઉપર ટાંકીમાં સ્ટોરેજ થાય છે અને પછી એ પાણી અમને મળે છે અમે ડાયરેક એ પાણી વાપરતાં નથી પણ અમે એક્વા ગાડ મુકાવીને અને એમાંથી પાણી શુદ્ધ કરીને પછી અમે એ વાપરીએ છીએ કારણ કે ડાયરેક નળનું પાણી વાપરવામાં અમને કદાચ અમારી તબિયત પર અસર થઈ શકે કે કદાચ કોઈ ટાઇફોડ મેલેરિયા કે કોલેરા કંઇ પણ બીમારી અમને લાગી શકે એના સગવડતા ખાતર અમે એક્વા ગાડ મુકાવ્યું છે કારણ કે ઉપર પાણી સ્ટોરેજ થાય છે તો સ્ટોરેજમાં પણ આમ તો દર છ મહિને આપણે ટાંકી સાફ કરાવતા હોઈએ છે છતાં પણ એ સ્ટોરેજ કરેલાં પાણીથી કોઈ જમ્સ અથવા મચ્છર કે માખી કંઇપણ અંદર બેસે તો એને લીધે પણ આપણાં સ્વાસ્થ્ય પર અસર થાય છે તો એ નુકસાન નહીં થાય એના માટે અમે એક્વાગાડ મુકાવ્યું છે પણ મીઠાં પાણીથી અમને એસએમસીનાં પાણીથી ફાયદા પણ એટલા જ થયા છે કે પહેલાં અમે એક બોરિંગનું પાણી વાપરતા હતા તો એનાથી અમારી ચામડી શુષ્ક રહેતી હતી કે ભાઈ ચાલો અમારા કઠોળ નહીં ચઢતું હતું કે બહુ અમને ફાવતું નહીં હતુ પણ જ્યારથી એસએમસીનું પાણી ચાલું થયું છે અને ચોવીસે કલાક એસએમસીનું પાણી મળે છે અમને તો એ પાણીથી બધી એટલે સ્વાસ્થ્યથી માંડીને અને આપણા આપણા વાળથી માંડીને કે શરીરથી આપણે નાહીએ છીએ તો એમાં પણ આપણને સુધારો જોવા મળે છે જ્યારે બોરિંગનું પાણી અમે વાપરતાં હતાં તો ત્યારે તેમાં અમારે શરીર શુષ્ક લાગતું ચામડી ફાટી જતી હતી અથવા વારે ઘડીએ અમારે ક્રીમ લગાવવું પડે એ બધું અમારે ઉપાય કરવા પડતા હતા એ વાળમાં પણ વાળ કડક રહેતા હતા તો હવે એસએમસીનું પાણી જ્યારથી આવ્યું છે તો ત્યારથી અમને એ બધા આ બધી તકલીફો અમારી દૂર થઈ ગઈ છે અને કઠોળ ને બધું કે શાકભાજી પણ અમારું સહેલાઈથી અમે બનાવી શકીએ છીએ પાણીમા પણ એવું છે કે ગમે તેટલું અમે પાણી પીએ છીએ તો અમને સંતોષ રહે છે જ્યારે બોરિંગનાં પાણી અમે પીતા હતા તો ત્યારે અમને અમે પાણી પીધું છે એવું અમને લાગતું જ નહીં હતું જ્યારે હવે આ એસએમસીનું પાણી જ્યારથી અમે વાપરીએ છે ત્યારથી અમને દરેક રીતે અમારી તકલીફ દૂર થઈ ગઈ છે બીજું કે એ પાણીથી કોઈપણ જાતનાં કોઈપણ વપરાશમાં તમે લો કોઈપણ કપડા ધોવામાં તો કપડાં પણ તમારા સહેલાઈથી ધોઈ શકીએ છે જ્યારે બોરિંગનાં પાણી અમે વાપરતા હતા ત્યારે બોરિંગના ંપાણીથી અમારા કપડાં પણ બહુ જ ખરાબ રહેતાં હતાં ધોવાતા નહીં હતાં બાથરૂમોમાં દીવાલો બધી કાળી પડી જતી હતી ને રસોડામાં પણ કોઈપણ જાતનો કંઇ વાસણો હોય તો તે પણ સાફ નહીં થતાં હતાં જ્યારે હવે આ પાણીથી બધું જ તમારું ચોખ્ખું રહે છે અને મહેનત વગરનું કામ તમે કરી શકો છો